હલો ખાદી જ્વેલર્સમાંથી બોલો છો સર મારે એવું છે તમારે મેન બ્રેસલેટ બનાવું છે શું શું ભાવમાં છે છે કાંઈ જે કાંઈ ઓકે સર જો મારે છે ને રોઝ ગોલ્ડ ડાઈમંડ રોઝ ગોલ્ડવાળું જોઈએ છે પ્લસ ડાઈમંડ ઈનકલુડ હોવો જોઈએ મારે બે ડાઈમંડ નાખવાના છે હા અને મને બાવીશ કેરેટનું અમાર સોનું હોવું જોઇએ

ઓકે ઓકે ઓકે સર હવે એનું શું પ્રાઈસિંગ હશે સાથે અમે બે તોલાનું મને ઈચ્છા છે કે આપડે બે તોલાનું રાખીએ

થ્રિ એઈટ થાઉંઝડમાં પડી જશે ને ઓકે સર હવે સિક્સ્ટી એઈટ થાઉંઝડમાં મને પડશે તો મને કઈ સર્ટિફાઈડ મળશે કે

હા હા ના ના ઈ તો છે

ઓકે સર હવે તમે તો તમે વાત કરેલી છે હવે કઈ એવા ડિસ્કાઉન્ટ ઓફર્સ બોફર્સ ચાલે છે જેમાં સારું એવું હોય એકસ્ટ્રા મને કઈ મળી શકે ઓકે ઓકે તો આપડે એમ કાંઈ ઓકે ઓકે એટલે આતો મારા મારા ભાઈ માટે લઈ છું લઉં છું એટલે એને બર્થડે હમણાં જ આવે છે દિવાળી મહિનામાં તો શું છે એક ઈચ્છા કે એક રાખીએ એટલે શું છે એટલે હું થોડાક ટાઈમમાં આવું અને તમારી પાસે બધુ કલેક્શન બધું જે કાંઈ હોય જોઈને લઇ જાઉં